માસિક સ્ત્રાવ એ ઋતુચક્ર કે માસિક ચક્ર એટલે એક મહિનાના અંતે આવતી એક પ્રક્રિયા છે જેનું પરિણામ માસિક સ્ત્રાવ છે માસિક સ્ત્રાવને પહેલાંના સમયમાં જે ગણવામાં આવતું હતું એક સ્ત્રીઓને અલગ રાખવામાં આવે અલગ રૂમમાં રાખવામાં આવે એમને અડવામાં ન આવે અલગ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તે અંધશ્રદ્ધા તરીકે હાલ ગણાવી શકાય આજના હાલના સમયમાં આધુનિક સમાજમાં માસિક સ્ત્રાવ વિશે લોકોમાં જાગૃતિ આવી રહી છે ધીમે ધીમે લોકો સમજી રહ્યાં છે કે જે સ્ત્રીઓ કે જે કિશોરીઓ ખાસ કરીને હાલના સમયમાં કિશોરાવસ્થામાં યુવતીઓ બાળકીઓ વહેલા આવી જાય છે સામાન્ય રીતે તેર વર્ષથી શરૂ કરીને પંદર વર્ષ દરમિયાન મોટા ભાગની છોકરીઓ માસિક સ્ત્રાવમાં આવી જાય છે તો ગામડામાં રહેતા કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકોને માસિક સ્ત્રાવ વિશે હાલના સમયમાં પણ સમજણનો અભાવ છે શહેરી વિસ્તારોમાં ધીમે શહેરી વિસ્તાર તો આગળ આવી રહ્યા છે તેમાં ધીમે ધીમે આજ આ વિશે જાગૃતિ છે અને સમજણ પણ આવી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે જેમાં દરેક પ્રકારના અલગ અલગ જે નિયમો પરિવાર દ્વારા કે સમાજ દ્વારા ઘડવામાં આવી રહ્યા છે એની પાછળનું કંઈક વૈજ્ઞાનિક કારણ કે કોઈ વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું છે જેને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ફક્ત ને ફક્ત તે જૂની રિઢિઓ રૂઢિઓનું કે જૂના નિયમોનું આંધળું અનુકરણ કરવું એ યોગ્ય નથી એમાંથી આપણે કોઈ પણ કારણોની કે કોઈપણ એવી રૂઢિઓની વાત કરીએ થોડાક ઉદાહરણ લઈને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ જેમકે સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન અલગ બેસાડવામાં આવતાં હતાં એનું કારણ પાછળનું વૈજ્ઞાનિક કારણ તપાસવા જઈએ તો એ હોય શકે કે એ સમય દરમિયાન સ્ત્રીઓનું શરીર સામાન્ય દિવસો કરતાં થોડુંક નબળું હોય છે તેમની શારીરિક ક્ષમતાઓ શારીરિક શક્તિઓ ઓછી થઈ જાય છે આ કારણસર થઈને એ સમય દરમિયાન કામ ઓછું કરવું જોઈએ અથવા તો શારીરિક મહેનત કે શારીરિક ક્ષમતા જેમાં જરૂર વધારે પડે એ કામ ઓછાં કરવા જોઈએ આ કારણસર થઈને તેમણે એક અલગ જગ્યાએ જે જેથી કરીને સ્ત્રીઓને આરામ મળી શકે એ કારણથી એમને અલગ બેસાડવામાં આવતાં હતાં બીજું કારણ હતું કે સ્ત્રીઓને જમવાનું અલગ આપવામાં આવતું જમવાનું અલગ આપવામાં આવતું અને તેમને અલગ સુવડાવવામાં આવતાં અલગ અમુક પ્રકારનાં કપડાંઓનો ઉપયોગ કરવામાં આવતો વસ્ત્ર ધારણ કરવા માટે એ બધા પાછળનું વૈજ્ઞાનિક કારણ તથ્ય એ જ હતું કે સમય દરમિયાન સ્ત્રીઓ પોતાના શરીરમાં જે થઈ રહ્યું છે જે એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા છે તે શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન જે શરીર જે નબળું થઈ ગયું હોય છે તેમાં મોટાભાગનો સમય પોતાના શરીરને આરામ કરવામાં આરામ કરવામાં વિતાવે પરંતુ હાલના સમયમાં હજી પણ ગામડાઓમાં એવું જોવામાં આવે છે કે તેમને માતાજીના મંદિરમાં કે કોઈપણ જગ્યાએ નવું કાર્ય કરવાનું હોય કે જેમાં પૂજા કે આદિ સામાનનો ઉપયોગ થવાનો હોય તેમાં અશુદ્ધ અને અછૂત માનવામાં આવે છે જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે આવું ન હોવું જોઈએ એક કામાખ્યા દેવી કરીને મંદિર છે જેમાં ખાસ કરીને એવું માનવામાં આવે છે દંતકથા પ્રમાણે કે જ્યારે માતા પાર્વતી શિવ શિવ ભગવાન જ્યારે એમને લઇને જતા હતા જ્યારે તેમનું શરીર રાખ થઈ ગયું હતું બળીને એમાંથી એમનાં અંગો જે જે જગ્યાએ ભારતમાં પડ્યાં એમાં એક એક શક્તિપીઠની સ્થાપના થઈ એમાંથી એમનો યોનિનો ભાગ હતો એ કામાખ્યા દેવી મંદિરના વિસ્તારમાં પડ્યો ત્યાંથી આ એક દેવીનું નામ કામાખ્ય દેવી નામ છે અને ત્યાં માતાજીનાં પાર્વતીનાં યોનિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે દર મહિને જ્યારે માસિકનો સમય હોય ત્યારે એ મંદિર બંધ કરી દેવામાં આવે છે અને આખું મંદિર પર સફેદ વસ્ત્ર પાથરી દેવામાં આવે છે અને આ વસ્ત્ર આખું જ્યારે ખોલે છે ત્યારે લાલ રંગનું થઈ ગયું હોય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે જયારે ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની દેવી આવા પ્રકારનાં માતાજીની અને આવા પ્રકારના રિવાજોની પૂજા કરવામાં આવે છે તો આપણે શા માટે એવું સમજવું જોઈએ કે આ માસિક સ્ત્રાવ કે માસિક ચક્ર જે છોકરાઓ છોકરીઓને આવે છે કે જે છોકરીઓ કિશોરીઓ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે એને અછૂત માની લે છે પરિવારોને કારણે અને ખાસ કરીને જ્યારે ઘરનાં સ્ત્રી સભ્યોની અણ સમજણ હોય ત્યારે આવા પ્રકારનું વર્તન સતત ચાલું રહે છે અને આ કારણથી ઘણા પ્રકારની સમસ્યાઓ શેહરોમાં અને ગામડાઓમાં વધી રહી છે ખાસ કરીને ગામડા ગ્રામ્ય વિસ્તારોમાં કારણ કે છોકરીઓ પોતાનું ભણતર પોતાનું શિક્ષણ મૂકીને ઘણીવાર સ્કૂલે પણ આવતી નથી કારણ કે માસિક સ્ત્રાવ દરમિયાન જે પ્રક્રિયાઓ થાય છે તેની જાગૃતિ નથી તેમાં કેવા પ્રકારનું હાયજીન એટલે કે કેવા પ્રકારની સ્વચ્છતા રાખવી જોઈએ કે કેવા કેવી નવા નવા જે વસ્તુઓ બજારમાં હાલના સમયમાં આવી રહી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આ જ સમય દરમિયાન સ્ત્રીઓના સ્વભાવમાં ખાસ કરીને એમનાં વર્તનમાં મોટાભાગનો બદલાવ જોવા મળે છે સ્ત્રીઓ માનસિક રીતે

આવેગિક રીતે ઇમોશન જે આપણે કહીએ એ રીતે અલગ અલગ પ્રકારના પડાવમાંથી એ સમયે પસાર થતી હોય છે એટલે ખાસ કરીને આ સમયમાં તેમની માનસિક પરિસ્થિતિનું અને ખોરાકનું ધ્યાન રાખવું એ તો ખૂબ જ જરૂરી વિષય છે અને આના કરતાં પણ વધારે જરૂરી સમાજમાં આ સમાજના જે શિક્ષિત વર્ગ છે જે યુવાનો છે એમને આ પ્રકારના જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈને માસિક ચક્ર શું છે માસિક સ્ત્રાવ શું છે તે વિશે ફક્ત મહિલાઓને નહીં પરંતુ પુરુષોને પણ સમજાવવું જોઈએ અને આધુનિક ટેક્નોલોજીનાં કારણે જે નવી નવી વસ્તુઓ અને જે આ સમયને જે વધારે સરળ બનાવી શકે એવા નવા નવા પ્રોડક્ટ અને વસ્તુઓ બજારમાં આવી રહી છે જેનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોને દૂર કરવા જોઈએ